હલો હું આરતી મહેતા જિલ્લામાં સ્થાનિક માધ્યમ અમારે પેપર આવે છે સમાચાર સાંજ સમાચાર આવે છે સંદેશ આવે છે હવે તો આ દિવ્ય ભાસ્કર પણ આવે છે તો અમારે આ ન્યૂઝ અમે ટીવી ઉપર પણ સાંભળી શકીએ છીએ અખબાર મારફત પણ અમને મળી શકે છે અને અમારા જિલ્લામાં જે કાંઇ છે તે ટીવી માધ્યમથી અમને વધારે બહુ ન્યૂજ સાંભળવા મળે છે અને વધારાના હોય તો અમને પેપર પણ ન્યૂજ આપે છે મોરબી જિલ્લામાં અમે હળવદ ગામના વતની છીએ અને જે કાંઇ માહિતી જોઈતી હોય અમને મળી રહે છે મોરબી જિલ્લાની